ભારત આજે પર્યાવરણના સૌથી મોટા પ્રશ્નોની અંદર કલાઈમેટ ચેન્જ છે એનો સામનો કરી રહ્યો છે કેમ કે તમે આજે જોઈ રહ્યાં છો કે ઉનાળાની અંદર વરસાદ પડી રહ્યો છે શિયાળાની અંદર વરસાદ પડી રહ્યો છે તો શિયાળાની જે ઋતુ છે એમાં પણ ફેરફાર થયો લાગે છે શિયાળાની અંદર આજે વરસાદ પડવો ઠંડીનાં સમયે તો એક ક્લાઈમેટ ચેન્જ જ કહેવાય વાતાવરણ પણ બદલાઈ ગયું છે એની સાથે સાથે ચોમાસાની અંદર ચોમાસું એટલું બધું વરસાદ એટલો બધો પડી જાય છે કે જેનાં દ્વારા લોકોનું જનજીવન વિખેરાઈ જાય છે શિયાળાની અંદર લોકોને ખ્યાલ નથી આવતો કે ઠંડીનો અહેસાસ લેવો કે ચોમાસા વરસાદનો તો જેનાં કારણે આસપાસનો વિસ્તાર છે એ આજુબાજુની જગ્યાએ છે લોકોનું જે જનજીવન છે એની ઉપર અસર થાય છે આનાં માટે થઈને આજે ભારતે ક્લાઈમેટ ચેન્જ જે સૌથી મોટો પર્યાવરણનો બદલાવ છે એનો સામનો કરી રહ્યો છે જેની અંદર નદીઓ છે છલકાઈ રહ્યો છલકાઇ રહી છે જંગલો છે એ કપાઈ રહ્યાં છે આજે પર્વતો તૂટી અને નીચે પડી રહ્યા છે ટેકરીઓ આવી જાય છે દરિયો એ હવે ટૂંકો થતો જાય છે ખેતરો આજે હવે બિન ખેતરોની જગ્યાએ આજે બિલ્ડિંગો બનવા લાગી છે માટી તમે જુઓ તો એવી થઇ ગઈ છે કે ફળદ્રુપ નથી તો આજે તમે જ્યાં જુઓ ત્યાં બધો જ અ વિનાશ અ જોવા મળે છે તો આ માટે એવું લાગે છે કે ઋતુઓની સાથે પણ ઘણો બધો ફેરફાર થયેલો છે અને જે જનજીવનને ખૂબ જ નુકસાન કરે છે કલાઈમેટ ચેન્જની અંદર તમે જુઓ તો વાતાવરણની આજે હવા પણ શુદ્ધ નથી જેનાં કારણે બાળકોને શ્વાસ લેવામાં ઘણીવાર તકલીફ થાય છે ઘણાં બધાં એવા રાજ્યો છે જેની અંદર શ્વાસ લેવામાં એટલી બધી તકલીફ થાય છે કે લોકોને ઑક્સિજન પહેરવા પડે છે વૃદ્ધો અત્યારે કોઈ સારી અથવા તાજી હવા લઈ નથી શકતા તમે સવારમાં ઉઠો તો એકદમ ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળે છે જેની અંદર થઈને એ લોકો શ્વાસ નથી લઈ શકતા તાજી હવા નથી મળતી જે પહેલાંના સમયમાં હતું એ અત્યારના સમયમાં બિલકુલ જોવા મળતું નથી જેનાં કારણે આ બધા પ્રશ્નો ઊભા થાય છે અને લગભગ આવનારા સમયમાં આનાથી પણ ખરાબ અ કલાઈમેટ ચેન્જની અસરો ભારતની અંદર જોવા મળે તેવું લાગી રહ્યું છે